ભારતનાં નોકરી બજાર વિશે વાત કરીએ તો મોટા ભાગના શિક્ષિત બેરોજગારો અત્યારે ફરી રહ્યા છે અને નોકરી તો હાલ સરકારી નોકરી તો ખૂબ ઓછી છે અને મોટા ભાગની સરકારી નોકરીમાં હવે કોન્ટ્રાક ઉપર કર્મચારીઓને લેવા માંડ્યા છે તો બધાને નોકરી મળવી મુશ્કેલ છે અને પ્રાઇવેટ કંપનીઓમાં ખૂબજ શોષણ ચાલી રહ્યું છે તો એમાં જેટલા પણ લોકો ભણી ગણી અને આવે છે તો એને નાનું કામ સ્વીકાર નથી થતું એની લાલચ ખૂબ વધી જાય છે એને પોતાને શ્રમ પ્રતે સ્વીકૃતિ રહેતી નથી અને તેના લીધે પછી માણસ નાનું કામ પણ શકતો નથી બધાને જે એવી નોકરી જોઈએ છે જેમાં કામ વગર પૈસા મળે તો એવું તો કોઈ જગ્યાએ શક્ય નથી આને બીજુ જેવું કારખાનામાં જેવા એકદમ સરસ મજાના સ્કિલફૂલ વ્યક્તિઓ જોઈએ તો એવું કોઈ જગ્યાએ સારું સ્કિલ ભણાવવામાં આવતી નથી એટલે ખૂબ બધી ગરબડ છે એકબાજુ મોટાભાગની દુકાનોમા અને કારખાનાઓમાં નોકરી ખાલી છે બીજી બાજુ ઘણા બધા બેરોજગાર યુવાનો ફરી રહ્યા છે યુવકો યુવતીઓ પણ ફરી રહી છે પણ આ લોકોને પૈસાની લાલચ વધારે છે અને જે સામી બાજુ છે જેમને નોકરી આપવાની છે એ લોકો બી વધારે પૈસા આપી નથી શકતા કારણકે એમને નફા વધારે કમાવાની અત્યારે લાલચ છે તો આ રીતે અત્યારે નોકરીની તકો છે પણ નથી મળી શકતી એવી હાલત છે